હા સર મોહિલ વાત કરો છો હું છે ને એક લીટ ની પ્રિપેરેશન કરું છું કુંભ મહાકુંભ છે ને ખેલ મહાકુંભ એના માટે તો મને એક્ચુઅલ્લી છે ન થોડું રનિંગ અને કબડ્ડી એ બે માં રસ છે અને બેટમિન્ટન વિષે હું વિચારું છું કે ફોર્મ ભરું કે એમ તો મને આપ થોડી ગાઇડન્સ આપી શક્સો સર હા હા સર જી

એટલે સર હજુ તો હું ભી એક્ચુઅલ્લી એવું છે કે હું તો બિગિનર છું સર અને પાછું કેવું છે કે અહીં માર હું જુનાગઢ રહું છું તો અહીં અમારે એવું ખાસ કોઇ સ્પોર્ટ માટે નો એવું કોઇ ઓપ્શન્સ છે નહીં ખાસ એટલે મારી પાસે બહુ લિમિટેડ સ્પેસ છે

અચ્છા ઓકે ના હું એક શોખ તરીકે જ કરું છું સર આપણે બે મિનિટ પૂરી થઈ ગઈ છે તો સર હું જરા પછી કૉલ કરું તમને